હા કોણ બોલે હા હા બોલો ના ઓળખાણ તો ના પડી મને હા હા યાદ આવ્યા અમીબેન બોલો તમને શું તકલીફ છે હા તો તેમાં તમને શું લક્ષણો જણાય છે આ માટે પેલા તમે પહેલા દવા કરાએલી હા તો જરા મને દવાનું નામ કહેશો હા તો મોકલો હાલ જ વાંધો નહીં હા તો આ દવાથી તમને ફરક નથી પડ્યો તો પછી બીજી દવા હું તમને લખી આપું છું તો હા તો તમારે બીજી દવા લેવાની રહેશે અને આ સિવાય તમને કોઈ એલર્જી છે હા તો એલર્જી માટે તમારે અલગથી દવા લેવી પડશે અને એના માટે તમારે સાચવવું પડશે તો તમે બહાર જાઓ તો તમારે શરીર ઢાંકીને રાખવું જોઈએ તો એના માટે તમને એલર્જી મટાડી શકાશે તમારો રોજિંદો ખોરાક શું છે જરા મને જણાવશો તે સિવાય તમે બહારનો ખોરાક ખાવ છો હા તો બહારનો ખોરાક ખાવાનું તમારે ટાળવું પડશે કારણ કે બહારના ખોરાકમાં મોટા ભાગે વધારે પડતું તેલ હોય છે અને તેલવાળો ખોરાક ખાવાથી ચામડી સંબંધિત રોગ થવાની શક્યતા રહેલી છે અને એના લીધે જ તમને વધારે ખીલ થતા હોય છે તો તમારે એ ખાવાનું ટાળવું પડશે અને આ સિવાય તમારે લીલાં શાકભાજી અને ફળો ખાવાનું શરૂ કરવું પડશે તેનાથી તમને તમને ચામડીની તકલીફમાં રાહત થશે અને આ સિવાય તમારે પાણી વધારે પીવું પડશે કારણ કે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે જળવાઈ રહે તો તમારે ચામડીની તકલીફ જલદી નિવારી શકાશે અને આ માટે તમને દવા જે હું લખી આપું એ નિયમિત લેવાની રહેશે હા દવામાં મેં એક ગોળી લખી છે અને એક પ્રવાહી છે તે તમારે ગોળી બપોરે લેવાની રહેશે અને પ્રવાહી પણ તમારે સાથે જ લેવાનું રહેશે અને એ જમ્યા પછી જ લેવાનું તમારે વાળ તમને કેટલા સમયથી ખરે છે એ મને જણાવશો હા તો એના માટે હું તમને એક શેમ્પુ લખી આપું છું અને સાથે એક તેલ આપીશ બરાબર છે હા તો એ તમારે નિયમિત લગાવવાનું રહેશે હા શેમ્પુ તમારે અઠવાડિયામાં ત્રણ વાર લેવાનું એક એક દિવસ છોડીને અને તેલ પણ એની સાથે જ વાપરવાનું રહેશે અને શેમ્પુ તમારે થોડાક પ્રમાણમાં પાણી સાથે ભેગું કરવાનું રહેશે જેથી અને હા હા સાથે તમારે અને તેની સાથે તમારે તેલ પણ વાપરવાનું રહેશે હા તો ખર્ચમાં અત્યારે તમારે બસો રૂપિયા મોકલવાના રહેશે સારું સારું